મેં ઓનલાઈન એક સરસ સટ જોયો તો મને મંગાવવાની ઘણી ઈચ્છા થઈ ગઈ તો મેં એને ઓર્ડર બી કરી નાખ્યો કેમ કે મારે એક ઈવેન્ટ્માં જવાનું હતું પણ એમાં થયું એવું કે ઈવેન્ટના ટાઈમ પહેલાં મને સટ મળી શક્યો નહીં એટલે મારે તે ઓર્ડર રદ કરવાની જરૂર પડી એના માટે હવે મારે તેના કસ્ટમર કેર સાથે વાત કરી ઓનલાઈન પછી મેં એમને જણાવ્યું કે મારે ઓર્ડર કેન્સલ કરવો પડશે તો એમણે મને પૂછ્યું કેમ મેં કહ્યું કે મારે જરૂર હતી એ ટાઈમે મને આ સટ મળી શક્યો નહીં તો મારે કોઈ કામનો નથી અત્યારે તો પ્લીઝ તમે મને આ કેન્સલ કરી આપો ઓર્ડર જેથી ફરી હું ભવિષ્યમાં બીજું કોઈ વસ્તુ મંગાવી શકું એ રીતે મેં વાત કરી અને પછી મને કેન્સલ કરી આપ્યો ઓર્ડર અને મને મારા નાણાં ક્રેડિટ કાર્ડમાં પરત કરી આપ્યા